દિનચર્યામાં યોગ અત્યારે સમય એટલો બધો ફાસ્ટ બીજી રીતે કહું તો ફાઇ જી મોડમાં ચાલી રહ્યો છે કે વ્યક્તિને પોતાના ડેઈલિ લાઈફમાં પોતાના માટે ટાઈમ આપવાનો જે છે એ સમય મળતો નથી આખી દુનિયા સાથે વાત કરવા માટે બીજી વ્યક્તિ પોતાની સાથેનો કોલ જે છે ફોન જે છે હમેશાં જે છે બીઝી આવે છે કારણ આપને આપણાં માટે જે છે ટાઈમ નથી તો ડેઈલી દિનચર્યા જે છે એમાં વ્યક્તિએ પોતાના માટે જે છે એ ઘણાં બધા લોકો જે છે અલગ અલગ રીતે જે છે કામ કરતા હોય છે ઘણા લોકો છે જે જીમ જતાં હોય છે ઘણાં લોકો છે એ વોકિંગ માટે જતાં હોય છે ઘણાં લોકો છે એ મેડિટેસન કરતાં હોય છે ઘણાં લોકો હોય છે એ ઝુમ્બામાં જતાં હોય છે ઘણાં લોકો ગાર્ડનમાં જે છે એ યોગ કરવા માટે જતાં હોય છે તો મને એઝ અ ટીચર તરીકે મને દૈનિક લાઇફ ડેઈલી રોજીંદી દિનચર્યામાં યોગ જે છે એ સવારે હું છ થી સાત એક કલાક દરમિયાન નિયમિત કરું છું આ યોગમાં રૂઆતમાં હળવી કસરતો હોય છે ત્યારબાદ કપાલભાતી અનુલોમ વિલોમ ભ્રામરી અને એ શ્વાસની જે જે યોગ જે છે તેના દ્વારા જે છે એક કલાક દરમિયાન પંદર પંદર મિનિટના સમયગાળા દરમિયાન આ યોગ અને પ્રાણાયામ જે છે એ કરવાનો પ્રયાસ કરું છું આ યોગ અને પ્રાણાયામથી મને શું ફાયદો થયો આ યોગ અને પ્રાણાયામથી મારા લાઈફમાં જે મને ઓવર વેટેડ હતું વજન જે વધારે હતું એ ધીમે ધીમે ધીમે ઓછું થઈ ગયું છે ને લગભગ છેલ્લાં એક દોઢ વરસમાં સાતથી આઠ કિલો વજન જે છે ઘટાડ્યું છે નંબર ટુ વિચારો પર જે છે એ કંટ્રોલ આવ્યો છે વાણી જે છે એ એકદમ સંયમિત થતી જાય છે અને ધીમે ધીમે ધીમે માનસિક શાંતિનો જે છે અનુભવ કરી રહ્યો છું કેટલાક શારીરિક પ્રૉબ્લેમો હતા એ પણ ધીમે ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે અને આ યોગનાં કારણે આજે હું લગભગ પોતાની જાતને હળવીફૂલ જે છે હળવી એકદમ જે છે એ ફીલ કરું છું અને આયુર્વેદિક મુજબ કે જે કહેવાય છે ને કે વાત્ત પિત્ત અને કફ આ ત્રણનું જે છે એનું બેલેન્સ હોય તો વ્યક્તિ જે છે એ નીરોગી તરફ જે છે એ આગળ વધતો હોય છે અથવા નીરોગી રેતો હોય છે તો મને આ યોગના કારણે જે કફ પ્રકૃતિનું પ્રમાણ જે વધારે હતું એ ધીમે ધીમે ધીમે બેલેન્સ થઈ ગયું છે તો યોગનાં કારણે શારીરિક તકલીફો હતી એ પણ જે છે એ સોલ્વ થતી ગઈ છે માનસિક તકલીફો હતી એ પણ ધીમે ધીમે ધીમે ઓછી થતી ગઈ છે અને એનાં કારણે આખો દિવસ જે છે એ એકદમ પ્રસન્ન ચિત્તે જે છે એ પૂરો થઈ જાય છે તેની ખબર પડતી નથી ઘણી વખત જે છે એ ક્લાસરૂમમાં જે છે એ ગુસ્સો જે છે એ બધાને આવતો હતો પણ યોગનાં કારણે એ બાબત પર જે છે હું કંટ્રોલ જે છે એ કરી શક્યો છું એ હું તમને ખાતરીપૂર્વક કહું છું આથી આજે હું તમને એક યોગના સાધક તરીકે હું કહું છું કે યોગ કરવાથી આવા ઘણા બધા તમને જે છે લાભ થાય છે અને એટલા માટે આપણા વડાપ્રધાન છે એ એકવીસ જૂન કે જેને વિશ્વ યોગ દિન તરીકે જે છે એ ઉજવવા માટે જે છે સમગ્ર વિશ્વમાં જે છે પ્રયાસ કર્યા અને આજે સમગ્ર વિશ્વ જે છે યોગને જે છે એ અનુસરી રહ્યું છે અને એનાં કારણે વ્યક્તિ જે છે એ ધીમે ધીમે ધીમે યોગી તરફ જે છે આગળ વધી રહ્યો છે એ આ યોગની જે છે એ ફાયદા છે એના જે છે એ બેનિફિટ્સ છે ઓકે થેન્કયુ